મને ગુજરાતી ભાષા બોલવાનું ગૌરવ છે કારણ કે હું પોતે ગુજરતી નાગરિક છું ગુજરાતમાં રહેતો હોવાથી અને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલો હોવાથી મને મારી ગુજરાતી ભાષા ખૂબ ગમે છે મારા મનગમતા શબ્દ મયુર પંકજ સરસ્વતી અને શુભમ છે